ટૅક્નોલોજીની વાત કરીએ તો વિસ્તારમાં કે અન્ય આપણી આજુબાજુનાં વિસ્તારમાં છે તે શહેરીકરણની દૃષ્ટિએ જોઈએ તો અત્યારે એક વૉટ્સઅપ ઍપ્લિકેશન તથા ફેસબૂક છે તથા ઇન્સ્ટાગ્રામ છે તે ખૂબ જ ફેલાયેલું છે તેનો ઉપયોગ લોકો બહુ કરતા હોઈએ છે અને તેમાં પોતાના વ્યક્તિગત રીતે કોઈ ટૉપિક લઈને કોઈ સ્ટેટસમાં સ્ટોરીમાં કે પોશ અન ફેસબૂક જેવાં કે ઇન્સ્ટાગ્રામ માધ્યમમાં પોસ્ટ કરતા હોય છે તો આ જે ટૅકનોલોજીની વાત કરી એ બધી અલગ અલગ ઍપ્લિકેશનો તો એ આમ જોઈએ તો બહુ સારી એવી ઉપયોગમાં બધાને થઈ શકે છે પણ તેનો બીજી દૃષ્ટિએ જોઈએ તો દુરુપયોગ પણ થતો હોય છે જેમ કે ગુજરાતી ભાષામાં આપણે કહીએ કે ભૈ વાતનું વતેસર તો વાત નાની હોય પણ એને વાતનું ખૂબ મોટા પ્રમાણમાં પોતાને મન ફાવે તે વિસ્તરણ કરીને લોકો પોસ્ટ કરતાં હોય છે કે સ્ટેટ્સ પણ મૂકતાં હોય છે તો આવી રીતે પણ લોકો આનો ઉપયોગ કરે છે અને બીજી પણ જોઈએ તો અમુક પોતાની જે શબ્દ કે વાક્ય અમુક લોકો એવા મૂકતાં હોય છે કે તેનો અર્થ એક પોતાની એક નામના કે દાદાગીરી કે છાપ ઊભી કરવા માટે પણ લોકો અમુક મૂકતાં હોય છે વિડીયો પણ જોવા જઈએ તો એવું મૂકતાં હોય છે પોસ્ટ ઉપર શૅર કરીને અને અ કોઈ એવો શહેરમાં બનાવ બન્યો હોય તો એનાં લગતા પણ અલગ અલગ પોતાનાં દૃષ્ટિએ અ એના પર કૉમેન્ટ કરીને અ આવી રીતે પોસ્ટને સ્ટેટ્સમાં શૅર કરતાં હોય છે